મારા મતે જે આપણે ગુજરાતી ભાષાનું ભવિષ્ય અને પ્લસ એને જાળવણી માટે આપણે શું શું કરી શકીએ એના માટે આપણે બધીએ જાણકારી મેળવીએ એમ ગુજરાતી ભાષા તો વર્ષોથી જૂની છે ગુજરાતી ભાષાને માં ગુજરાતી ભાષા તો કેટલા વર્ષોથી જ્યારથી માનવ જાતિ ચાલી આવે છે ત્યારથી આ ગુજરાતી ભાષા ચાલી આવી છે ગુજરાતી ભાષા જે છે એ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવી છે કે સંસ્કૃત ભાષા જે તો આપળે જ્યારથી માનવ જાતની જે છે આદિમાનવ ના સમય પછી જે માનવની ઉત્પત્તી થઈ ત્યારથી જે ધીમે ધીમે ભાષાનો વિકાસ થતો ગયો એ રીતે પહેલા સંસ્કૃત ભાષા સંસ્કૃત ભાષા જે છે એ આવી અને સંસ્કૃત ભાષાની ઉપરથી ગુજરાતી ભાષા નું અસ્તિત્વ થયું અને ત્યાર પછી ગુજરાતી ભાષાને આગળ વધારવા માટે ગુજરાતી ભાષાના વિકાસ માટે જે છે એમાં ચાર યુગો છે એમાં ગુજરાતી ભાષા માટે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પછી અર્વાચીન ગુજરાતી સાહિત્ય પદ્ય વાર્તા અને પછી જે મધ્યકાલીન ગુજરાતી પદ્ય વાર્તાના સ્વરૂપને લક્ષણો પછી સામળ દાસની ખૂટી છે નનભદ્રિસી પદ્ય વાર્તા અને પદ્ય વાર્તા નવલકથા ગીતો કાવ્યો ગીતોને આ બધું દર્શાવ્યું છે શામળ દાસે અને શામળ દાસ અને શામળ ભટ્ટ એને એનનંદ ભદ્રિસી પદ્ય વાર્તા આપી એના લીધે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પણ મીરાબાઈ અખો પ્રેમાનંદ આ બધા આપેલા છે દયારામ છે એની ગરબીઓ જે ગરબીઓ પ્રખ્યાત છે નરસિંહ મહેતાના ભક્તિના પદો કાવ્યો અને તેણે જે કૃષ્ણની ભક્તિ માટે જે તલ્લીન થઈ ગયા હતા એ બધી વાત અહીંયા દેખાડી છે આપણે ગુજરાતી સાહિત્યના વિકાસ માટે ગુજરાતી ભાષાના વિકાસ માટે આ બધા જે આ બધા જે ગીતકારોને નવલકથાકાર છે એ બધાય એનો ખૂબ મોટો ફાળો આપેલો છે આમાં માત્ર ખાલી ગુજરાતી માટે જૈન સાહિત્યકારો છે પછી મુસ મુસલમાન સાહિત્યકારોને એવા બધા ઘણા આપેલા છે ઉર્દૂ સાહિત્યકાર જે છે એ ઉર્દૂ સાહિત્યકાર છે મહેન્દ્ર સિંગ બેદી મોહન દાંડીકર મોહન દાંડીકર ગુજરાતી લેખક છે એણે પણ અહીંયા પોતાનો ફાળો આપ્યો છે એક મેલી ચાદર જે છે એ એક મેલી ચાદર વચ્ચે પંજાબી સમાજની કરુહી છે એવી બધી જે આપણા સમાજ માટે જે કરી શકાય એ હું કરું અહીંયા દર્શાવ્યું છે એક મેલી ચાદર જે ઉર્દૂના આ ખૂબ મોટા પ્રખ્યાત એવા રાજેન્દ્ર સિંહ બેદીએ એને નિરૂપણ પંજાબી સમાજનું કર્યું છે એમાં ગુજરાતી સાહિત્યમાં માત્ર ગુજરાતી માટે નહી પણ આખા સમાજનું નિરૂપણ કરાયેલું છે કે ગુજરાતી ભાષામાં કે ગુજરાતી સમાજની જે લોકો સમાજમાં કઈ રીતે આવે છે એની ભાષા કઈ રીતે છે કોઈ તળપદી ભાષા બોલતું હોય કોઈ શુદ્ધ ગુજરાતી ભાષા બોલતું હોય એની ભાષા બોલી રહેણી કરણી અને તેના તહેવારો તેનો જો ડાન્સ કરવાનો કે નૃત્ય જે કહીએ નૃત્યો અને એ લોકોનું આવી રીતે જે બધી કંઈ પરંપરા છે એ બધી ચાલતી આવી છે જે ગુજરાતી ભાષામાં અહીંયા દર્શાવામાં આવેલી છે ને ગુજરાતી ભાષાને આપણે વિકાસ માટે ઝવેરચંદ મેઘાણી એણે પણ ઝવેરચંદ મેઘાણી છે ઉમા શંકર જોશી છે એ બધા એ આ એ બધા અઈયાણો ખૂબ મોટો ફાળો આપેલો છે ઝવેરચંદ મેઘાણીએ તો કેવી કેવી સારી સારી નવલકથાઓ આપેલી છે ગુજરાતી ભાષાને અને ગુજરાતી ભાષા માટે માત્ર મીરાબાઈ નરસિંહ મહેતા એ બધાએ પણ ખૂબ મોટો ફાળો આપ્યો છે નરસિંહ મહેતાએ પોતાના ભક્તિના પદો આપ્યા છે એવી રીતે મીરાબાઈએ પણ કૃષ્ણની માટે કૃષ્ણ તો એણે બચપનથી જ પોતાના પતિ માની લીધા હતા એટલા માટે મીરાબાઈ પણ ભક્તિના પદો લખે છે રાજસ્થાની ભાષામાં લખે છે ને ગુજરાતીમાં જે લહેકા હોય છે એ લહેકાને બધું અહીંયા દર્શાવેલા દર્શાવેલ છે અને ગુજરાતી ભાષાના વિકાસ માટે આપણે જે કંઈ કરી શકીએ એ મા એ માટે પણ આપણે ફાળો આપવો જોઈએ કારણ કે ગુજરાતી ભાષા જે છે ધીમે ધીમે મરી રહી છે કે આ કારણ કે ગુજરાતી ભાષાને હવે બધા ઓછું કરવા લાગ્યા છે અત્યારે ફોનને આતે સ્માર્ટ જમાનામાં બધા ફોનનો ને એનો યુસ કરે છે તો ઇંગ્લિશને ઈંગ્લીશનો જે વધારે પ્રભાવ પડવા મંડ્યો છે તો ગુજરાતી ભાષા મરી રહી છે અને ગામડાઓમાં નાના નાના ગામડાઓ જે છે એમાં અને બધી જગ્યાએ ભણતરનું પ્રમાણ ઓછું થાતું જાય છે તો ગુજરાતી ભાષાની જાળવણી માટે આપણે એના ભવિષ્યને ધ્યાનમાં રાખતા આપણે નાના નાના પ્રોગ્રામો કરવા જોઈએ બધાને એકઠા કરવા જોઈએ અને જગ્યાએ જગ્યાએ સ્કૂલો અને એન્ડ સ્કૂલો કોલેજો બધું ખોલાવું જોઈએ અને કોલેજોમાં બધાને કહેવું જોઈએ કે ગુજરાતી ભાષાની જાળવણી માટે તે ગુજરાતી વિષય પસંદ કરી અને ગુજરાતીને જાણે ગુજરાતી ભાષાની જાણકારી મેળવે અને ગુજરાતી ભાષાનો તો ખૂબ મોટો ઈતિહાસ છે એ ગુજરાતી ભાષાનામાં સાહિત્ય વિશેના સિદ્ધાંતો અને એ નવલકથાઓ લઘુ નવલકથા અને આ બધું આયા દર્શવામાં આવેલું છે ગુજરાતી ભાષાને બચાવવા માટે એના ભવિષ્ય માટે આપણે એમ એ ગામડાઓમાં જ્યાં ગામડાઓમાં જઈને બધાને જાગૃત કરી શકીએ અને નિશાળ માં બધાને કહી શકીએ કે તમે ભણવાનું ચાલુ રાખો કે આ ભણવાનું કોઈ મૂકે નહીં અહીંયાથી આ આ બધા કાર્યક્રમોને આપણે ગોઠવી શકીએ એ નાની નાની સિટીઓમાં કે પછી ગામળાઓમા બધેય જઈને કરી કારણ કે ગામળાઓમાંને એ બધી જગ્યાએ લોકો ભણતા નથી ભણતરનું પ્રમાણ સાવ ઓછું થતું જાય છે એમાં એના માટે ગુજરાતી ભાષા જે લુપ્ત થાતી જાય છે એને જાળવણીને ભવિષ્ય માટે કોલેજોમાંને સ્કૂલોમાં બધેય એમ આવી રીતે આપણે કાર્યક્રમો કરી શકીએને ગુજરાતી ભાષાને જાળવવા માટે આપણે એના વિશ્વમાં એને બચાવા માટે આપણે એમ કહી શકીએ કે કે ગુજરાતી ભાષાને પસંદ કરી શકાય અને એને જાળવવા માટે ઘરમાં પણ બધાને ગુજરાતી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ એકબીજા સાથે ગુજરાતીમાં વાતો કરવી જોઈએ અને ફોનમાં ફોન જે લોકો યુસ કરે છે એ બધાને પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ આ બધુ આપણે ગુજરાતી ભાષાને બચાવવા માટે કરી શકીએ છીએ